થ્રિડી આર્ચ જે એટલે કે જે માટી અથવા પિયોપિના ઉપયોગ કરીને જે મૂર્તિ એટલે કે એક થ્રી ડી આર્ટ તૈયાર કરવામાં આવે છે સકપટીંગ એની વાત કરીએ તો અન્ય કલાકાર સાથે સહકાર સાધીને જ કામ કરવામાં એ પ્રોજેક્ટમાં સારી એવી સફળતા મળે છે એટલે કે આપણે કોઈપણ પુતળું બનાવા હોય અથવા થ્રિડી આર્ટ જે એમ કહી શકાય તો એને બનાવા માટે પહેલા તો એક નોર્મલ આપણે એક પેપર પર એ એની રચના બનાવી પડે કે કયા પ્રકારનું આપડે બનાવું છે ત્યારબાદ એને માટીથી અથવા એવું કોઈક નોર્મલ વસ્તુનો ઉપયોગ કરીને પહેલા એક એનું માળખું કરવામાં આવે માળખું તૈયાર કર્યા બાદ એને કયા આકાર આપવો છે એના માટે ઘાસ અથવા એવા કોઈ તાર કે એનો ઉપયોગ કરીને એનું એક સાદું માળખું તૈયાર કરવામાં આવે છે એ માળખું તૈયાર થયા બાદ જેતે મૂર્તિ છે એનો આકાર આપડે ઘડવામાં એની શરૂઆત કરવામાં આવે છે એ આકાર ઘડવામાં માટે આપણે ખૂબ જ નાની નાની જીણવટ ભરી વસ્તુઓનો ધ્યાન રાખવા પડે છે ક્યારેક એવું થાય કે થોડું અડધું બનાવી ત્યાર બાદ આપણને ખ્યાલ આવે છે કે આમાં કઈ ભૂલ છે તો એ પાછું ફરીથી આપણે એને તોડીને ફરીથી પણ આપણે બનાવવા પડે છે તો અન્ય કલાકાર સાથે સહકાર સાધીને જો કામ કર્યુ હોય તો એ આપણને જે તે આપણે બનાવતા હોઈએ જે તે થ્રીડી વસ્તુ આપણે થ્રીડી મૂર્તિ બનાવતા હોઈએ છે એમા આપણને વારેવારે એ સહકાર આપે છે કે ભાઈ આમાં આ આવું બરાબર નથી લાગી રહ્યું આ બરાબર આપણે ઠીક કરવું જોઇએ તો મારા મત મુજબ આપડે સાથી કલાકારનો સહકાર લઈને જ આપણે કામ કરવું જોઈએ એકલા પણ આપણે જો પ્રોફેશનલ આર્ટિસ હોઈએ અને જો સારી રીતે આપણને આવડતું હોય તો આપણે એ રીતે કરી જ શકીએ છીએ પણ આપણે એવું કઈ અભિમાન ના રાખવું જોઈએ કે ભાઈ આપણને આવડે છે તો આપડે બીજા કોઈની સલાહ સૂચન ન લેવા એવું હોતું નથી દરેક બાબતમાં આપણે લોકોનું એક સલાહ સૂચન લેવું જરૂરી છે જેથી કરીને આપણો પોતાનો પણ કોન્ફિડન્સ અને સામેવાળાનું જે કઈ સજેસન મળે શીખવાની કોઈ ઉમર નથી હોતી આપડે સિતેર એસી વર્ષે પણ વસ્તુઓ શીખી શકીએ છે આપડે કોઈ પણ વસ્તુમાં આપણે માસ્ટર કોઈ વસ્તુમાં નથી બની જતા કોઈ પણ ઉમરમાં વ્યક્તિ હોય એ ગમે તે ઉમરે ગમે એટલું શીખી ગયાં હોય તો પણ એ હજી સ્ટુડન્ટ જ કહી શકાય જેમકે સચિન ટેડુલકર છે ઝાકિર હુસેન છે એ બધા મોટા મોટા જે કલાકારો થઇ ગ્યાં એ લોકો પણ હજી કહે છે હજી અમે લોકો શીખી રહ્યા છે તેવી રીતે હું પણ એ જ રીતે માનું છું કે હું જે મૂર્તિઓ બનાવું છું થ્રીડી વસ્તુઓ બનાવું છું એમા હજી પણ હું શીખી જ રહ્યો છું તો બીજાનું માર્ગ દર્શન લઈને જ હું મારા ગુરુ જે છે એનું માર્ગદર્શન લઈને જ હું કોઈ પણ વસ્તુ બનાવાની શરૂઆત કરું છું અને કોઈ ખાસ પ્રોજેક્ટ અથવા કમિશનની વાત કરું તો કમિશન પર તો કોઈ કાર્ય નથી કર્યુ પણ પ્રોજેકટની વાત કરું તો અમે કૉલેજમાં જ્યારે હતા ત્યારે અમને અલગ અલગ એક્ઝામમાં પ્રોજેક્ટ આપતા કે ભઈ આ પ્રકારનું એક સકપચલ આર્ટ કે આ પ્રકારનું બનાવાનું છે તો અમે લોકો એના પર પ્રોજેક્ટ પર બધા ભેગા મળીને ચાર પાંચ વિદ્યાર્થીઓ ભેગા મળીને જે બનાવતા હતા એનો અનુભવ હજી મને યાદ છે અમે લોકો કૉલેજમાં અમને કહેવામાં આવે કે ભાઈ આ રીતનું તમારે થ્રિડી આર્ટ નું એક આવી રીતે સકપચલ તૈયાર કરવાનું છે તો એ તૈયાર કરવામાં માટે અમે બધા ભેગા મળીને પહેલા એક માળખું તૈયાર કરીએ પછી બધા અલગ અલગ પ્રકારનું સજેશન આપે કે ભાઈ આમાં આવું કરીશું તો સારું લાગશે આમાં આ કરીશું તો સારું લાગશે તો બધા ભેગા મળીને અમે લોકો કરતાં એની મજા કઈ અલગ જ હતી થોડી હસી મજાક થાય થોડું સારું થાય થોડું નરસું થાય ફરીથી તોડીને ફરીથી બનાવીએ આ રીતે ઘણી બધી વસ્તુઓ એ જે બની ગયા બાદની મજા કરતાં પણ એ જે પ્રોસેસ છે એની મજા એ અલગ જ હોય છે જે પ્રોસેસ જે બનાવતા બનાવતા વચ્ચે સજેશનો આવે વચ્ચે થોડી મજાકનું વસ્તુ આવે થોડી મજા લઈએ એક બીજાની કે ભાઈ આમાં આમ છે ધારો કે મૂર્તિ બનાવી હોય તો આમાં નાક તારું લાંબુ થઈ ગયું આમાં તારી આંખ ઝીણી થઈ ગઈ એટલે આ રીતના બધા સજેશનો આવે એની સાથે જે રમત રમવાની મજા આવે અને એની વસ્તુ અલગ જ છે વચ્ચે અમે લોકો એ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું અમે એક પ્રદર્શન માટે અમારી કૉલેજ જેવીએનજીયુ છે જેમાં હું અહીંયાથી ત્યાં ભણવા માટે અભ્યાસ માટે ગયો છો એમ તો હું રાજકોટનો છું પણ ત્યાં અભ્યાસ માટે હું ત્યાં અહીંયા કોઈ એવા અવકાશો નથી તો હું ગુજરાતમાં એક યુનિવર્સિટી ત્યાં હું એ સકપચલ આર્ટના અભ્યાસ માટે ત્યાં ગયો હતો તો ત્યાં એક પ્રોજેક્ટ અમે આર્ટ ગેલેરી કરીને દર વર્ષે અમે લોકો એવી રીતે અમારા પ્રદર્શનો બધા મૂકતાં હોઇએ તો એ પ્રદર્શનમાં અમે છેને આવી રીતે મૂર્તિઓનું સર્જન કરીને અલગ અલગ કોઈક આવી રીતે રેન્ડમ મૂર્તિઓ હોય કોઈ જુના આર્ટિસ હોય એની બધી મૂર્તિઓ અમે બનાવીને મૂકતાં હોઈએ છે તો એ મૂર્તિમાં અલગ અલગ રીતે ને બધા જે પ્રદશનો છે એમા અમે લોકો પ્રોજેક્ટમાં અમે લોકો ભેગા મળીને કરતાં હોઈએ છે પ્રોજેક્ટ દરમિયાન અલગ અલગ વસ્તુઓ બધી ટેક્નીકલી કોઈ પીઓપીથી બનાવે કોઈ માટીથી બનાવે તો કોઈ કંઈક અલગ રીતે બનાવે પુઠાનું બનાવે તો એ રીતે અલગ અલગ અમે પ્રોજેકટ પર કામ કર્યું છે